હલો હા બેન હા હા હા બેન તમે કોડ બોલી શકો તમારી યુનિફોર્મનો કોડ શું હતો ઓકે ઓકે હા હા હા હા બરોબર બરોબર અને મેડમ તમારે ફી ભરાઈ ગઈ હતી એની પૈસા ભરાઈ ગયા છે યુનિફોર્મના એટલે મેડમ હા હા તમારે મેડમ અમારે જે એડવાન્સ જે ડિપોજીટ છે એ તમારે પહેલાં પે કરવી પડશે તમે પૈસા ભરી દો તમારા જે રસીદના નંબર મોકલો પછી અમે કામ ચાલુ કરીશું એટલે પછી તમારો યુનિફોર્મ થઇ જાયે પછી બાકીના પૈસા આપવાના થશે અત્યારે તો મેડમ સિજન ચાલુ છે એટલે હમણાં તો વારો તમારે જો ઉતાવળ ન હોય તો નાખી જાઓ એક બે મહિનામાં થઇ જશે અને બાકી પછી પછીનું રાખો સિજન પતી જાય પછી આપણે જોઈ લઈશું કેવું કરવાનું છે ઓનલાઈન ડિઝાઇન છે કે તમે નમૂનો લઈને આવવાના છો હા હા તો એવું કરજો તમે એક વાર મને કાપડ બતાવી જજો એટલે આપણે જોઈ લઈએ પછી આપણે એનું ફાઇનલ કરીએ કદાચ અને આ જે યુનિફોર્મ આ જે યુનિફોર્મ વાળું છે એમા તમે મેં પહેલા તમને મેં કહ્યુંને હું ઓફિસે જઈને તમે એડવાન્સ ડિપોજીટ ભરી લ્યો ડિપોજીટ ભરાઈ જાયે તમારે રિસીપટ નંબર મને કહેજો ફોન કરીને એટલે હું મારા ચોપડામાં લખી લઉં પછી તમારા બાબાનું યુનિફોર્મ ચાલુ કરી દઈ તમારે કયા સુધીમાં જોઈએ યુનિફોર્મ તમારે યુનિફોર્મ ક્યાં સુધીમાં જોઈએ હા તો તમે સ્કૂલમાં કહી રાખજો ત્રીસેક દિવસમાં કરી દેશે બરોબર ફી ભરાઈ ગઈ છે એમ કહેજો રિસીપ્ટ આવી જાયે પછી એટલે પછી અમે કહી જા બરાબર અને તમારે જે પોતીવાળું કહો છો એ ભેગું લેતા આવજો એ સાથોસાથ એ થઇ જાય બરોબર સારું ચાલો ભલે